બ્રહ્માંડ વિશે આમ જુઓ ને તો ઘણી બધી એવી બાબતો છે જે હજી શોધાવવાની શોધવાની બાકી છે આટલા મોટા વિષય ઉપર શોધ એ સહેલી વસ્તુ નથી તો પણ થોડીક બાબતો ઉપર આપણે પ્રકાશ નાખીએ તો આપણે એવું કઈ શકીએ કે બ્રહ્માંડનાં રહસ્યો ખૂબ વિશાળ છે એની શોધ દરેક ક્ષેત્ર માં બહુ જ ઉર્જા લાવી શકે છે જેમ કે પદાર્થ એની શ્યામ ઉર્જા બ્લેક હૉલ એમાં અંદર પ્રકૃતિ છે કે નહીં એનું આપણાં પૃથ્વી પર શું અનુભવ છે અને પરણા પરિણામોની સંભાવના અને કોસ્મિક રચનાઓની ઉત્પત્તિનો સમાવેશ થાય છે શક્તિશાળીઓ જેમ કે ટેલિસ્કોપ છે પાર્ટીકલ એકસીલેટર્સ છે ગ્રેવિટેશનલ વેવ્સ ડિરેકસન્સ છે અને આવી તો કેટલીયે અદ્યતન કમ્પ્યુટર્સ સ્ટિમ્યુલેસન જેવા સાધનોનો ઉપયોગ કરીએ તો આપણને આ રચના વિષે હજી વધારે જાણકારી મળી શકે આ રચનાઓ અને સ રહસ્યોને ઉકેલવા માટે ઘણીબધી એવી વસ્તુઓ છે જે આપણે શોધવી પડે એમ છે તો આ પ્રશ્નનો જવાબ આમ તો આપવો અશક્ય છે છતાં પ્રયત્ન કરીએ તો થોડું ઘણું ચોક્કસ આપણે પામી શકીએ